હા અમારી નજીકમાં એક નાની એવી શોપ છે જ્યાં હેન્ડીક્રાફ્ટનો અને હેન્ડ એમરોઈડરી કરવા માટેની બધી જ સામગ્રીઓ મળે છે એ સામગ્રીઓ આપણે કહીએ તો એ લઈ આવી પણ આપે છે અને અમને એ અવેલેબલ કરી આપે છે હોમ ડિલેવરી પણ કરે છે તો હું અત્યારે ફેવિક્રિલ કલર પેંટિંગ માટે વાપરું છું ફેવિક્રિલ ટ્યુબ પણ આવે છે ફેવિક્રિલ બોટલ કલર પણ આવે છે હું એ બ્રશ પણ યુઝ કરું છું મને વારલી પેઈન્ટિંગનો શોખ છે એટલે હું વારલી પેંટિંગ કરું છું અને વારલી હેન્ડીક્રાફ્ટ હેન્ડ એમરોઈડરી નું પણ કરું છું મિરર વર્કનો પણ શોખ છે એટલે થોડું ઘણું મિરર વર્ક બેસ કરું છું અને ફ્રેમ બનાવવા માટે અલગ અલગ મટિરિયલ છે એ લોકો પૂરું પાડે છે મને હેન્ડ એમ્બ્રોઈડરીનો શોખ છે હેન્ડ પેઈન્ટિંગનો શોખ છે ચણિયા ચોળી બનાવું છું હું એમાં કોડી મિરર લેસ પર્લ વર્ક અને અલગ અલગ પ્રકારના સ્ટીચીસ લઇને હું એ ચણિયા ચોળી બનાવું છું સાડી ઉપર પેઇન્ટ કરું છું ચણિયા ચોળી પણ પેન્ટ કરું છું અને ભરું છું અલગ અલગ પ્રકારની છાપણી કરવાનો પણ શોખ છે એટલે પૂઠાં ઉપર ડ્રો કરી એના બ્લોક બનાવી અને હું એ ટ્રેસ કરીને અથવા તો એ પૂઠું મૂકીને દોરું છું હું બધું અને એ જ રીતે હું મારા બધી બનાવું છું ઘરમાં અને ટેબલ ક્લોથ છે સાડી છે પંજાબી ડ્રેસ પર હું એ બધા વર્ક કરું છું ફોટોફ્રેમ બનાવું છું અને આ બધો મટીરિયલ્સ મને મારી એ શોપ પરથી બધું મળી રહે છે હું બને ત્યાં સુધી હાથે જ આ બધું કરવાનું એપ્રોચ રાખું છું અને છાપણી કરવા માટે થોડું દૂર જવું પડે એવું હોવાથી હું એ હાથે જ બ્લોક બનાવીને ડ્રો કરું છું અને એની પેન્સિલ છે એનાં બોલપેન્સ હમણાં નવી બધી લીધી છે એનાં સ્કેચ પેનને એ એ બધું મને એ લોકો અવેલેબલ કરી આપે છે એટલે મને આ બધો એ શોખ છે અને હું આ બધું કરું છું